હા બોલું

હા હા

હા હવે તમારું એન્ટ્રન્સ તમે વાસ્તુમાં માનતા હોવ તો મોસ્ટલી કિચન આપણે પૂર્વ દિશા તરફ હોય છે કે જ્યાંથી વિન્ડોમાંથી તમને સૂર્ય ભગવાન ઊગતા પણ દેખાય છે અને વાસ્તુ પ્રમાણે એ ઇશાન ખૂણો પૂર્વ ઇશાન ખૂણો સારો હોય છે હવે ત્યાં તમારે કઈ રીતનું ફર્નિચર પણ કરાવવું છે તેની બધી ડિઝાઈન આપણી પાસે કેટલૉગ પણ અવેલેબલ છે હવે એમાં પણ અલગ અલગ મટિરિયલ આવે છે જે તમારે આઈક્રાલિક કરાવવું છે યા માર્બલ થ્રુ કરાવવું છે ને પછી વુડન ફર્નિચર કરાવવું છે હવે ટ્રોલીમાંની વાત કરીએ તો સ્ટેનલેસ સ્ટીલ પણ આવે છે અત્યારે અત્યારે ગ્લાસની પણ બને છે બધી અલગ અલગ વેરાયટી છે તો તમે કેટલોગમાં જઈને એ ફાઇનલ કરી શકો છો અને તે તો કિચન હા હા હા હા હા ઓકે ઓકે હા બેટર રહેશે એ તો આપણે સ્ટેનલેસ સ્ટીલના સળિયાઓ જે આવે છે કે અમુક અત્યારે ગેરંટીવાળા પણ આવી ગયા છે એ જલ્દી નીકળતા નથી ને એ રીતે પણ થાય છે એ તમે કરાવી શકો છો એમાં પણ આપણી પાસે કેટલૉગમાં ડિઝાઈનથી લઈને બધું જ અવેલેબલ છે કે તમારાં બજેટ પ્રમાણે પણ આપણે સિલેકટ કરી શકીએ કે તમારે ક્યાં સુધી કરી શકવું છે તે હા હા હા તો થઈ જાય છે અત્યારે આપણે શું કહેવાય કે સ્વિચ બોર્ડ ને બધું બહારની સાઈડ દેખાતું હોય છે અત્યારે તો એ બધી જ ફેસલિટીસ થઈ ગઈ છે કે આપણે હાઇડ કરીને પણ થોડુંક વ્યવસ્થિત વોલ ઉપર લગાવી શકીએ હા